હા આરોગ્ય સંભાળ ક્ષેત્ર ઘણા બધા ભ્રષ્ટાચાર ચાલતા હોય છે જેમ કે દવાઓ ઇન્જેક્શન તેના છાપેલી કિંમત કરતા ઘણી બધી વાર તેના ભાવ વધારે લેવામાં આવે છે આપણને દવાખાનામાં સારવાર દરમિયાન જે દવાઓ ઉપયોગમાં લે છે તે જ દવાઓ ઘણી વાર વધારો કરીને આપણી પાસે મંગાવવામાં આવે છે જેથી આપણે વધારે ખર્ચ ઉઠાવો પડે છે જેથી જો શક્ય હોય તો સરકાર દ્વારા દવાઓ વિના મૂલ્ય અથવા રાહત દરે પૂરી પાડવામાં આવી જોઈએ તેથી તેવી વ્યવસ્થા કરવી જોઈએ